અમારા વિસ્તારમાં અત્યારે લોકો ઓપ્પો વિવો ઝાઓમી વનપ્લસ આ બધા ટેલિફોન બ્રાન્ડ્સ યુઝ કરતા હોય છે અને કારણ કે એ બધાની પ્રાઇઝ થોડી સસ્તી અને સારી અને બધાજ એમાં જે પણ નવી નવી જે ફીચર્સ એ ટેકનોલોજી જે આવે છે એ બધું એમાં હોય છે એટલા માટે લોકો એ બ્રાન્ડ્સ યુઝ કરે છે અત્યારે મારી પાસે વનપ્લસનો સિક્સ ટી નો મારી જોડે મોબાઈલ છે એમાં મારે અત્યારે બધી કેમેરાની જે પચાસ મેગાપિક્સલ કેમેરા ફ્રન્ટ રેર બધા કેમેરા પ્લસ જે બી નવી નવી ટેકનોલોજી છે વોટ્સઅપની ફીચર ફીચર્સ છે એઆઈનું જે યુઝ થાય છે એ બધી જ ફેસેલીટી આમાં અવેલેબલ છે એટલા માટે હું અત્યારે વનપ્લસ વાપરું છું